મેં ચિત્રકામના પોતાનું જીવન બનાવવાનું વિચાર્યું છે કે જેથી હું કલાનો વિદ્યાર્થી છું તો મારા જીવનમાં ઘણા લાઈવ મોડેલ અને ટીલ લાઈફના ચિત્રો બનાવ્યા છે જેનો મારો અનુભવ અગર હું કહું તો સારો બી હતો ખરાબ બી હતો સારો ખરાબ જેવું નહીં પણ બહુ જ વસ્તુ બહુ બધી વસ્તુઓ તમે શીખો એ વાળું છે તે જ્યારે સ્ટીલ લાઈફ કરીએ જેમાં અલગ અલગ જાતના સામાનો નિર્જીવ વસ્તુઓ કોઈ જગ્યાએ ગોઠવવામાં આવે છે અને તમારે એને બનાવવાનું હોય છે પણ અગર કોઈ સાદા વ્યક્તિને તમે કહો તો એને એવું લાગે કે આ ખાલી ગોઠવેલું છે પણ એમને બરાબર રીતના એકની પાછળ એક કયું સારું લાગશે એ ઘણું વિચારીને તમારે મૂકવું પડે છે અને જે બને ભલે કેટલું બી સારું તમે ગોઠવો અને પણ અગર તમે જેવું દેખાય છે એવું જ ચિતરો તો એનો કોઈ મતલબ નહીં રહેશે એ બનાવવાનો મકસદ એ છે કે નિર્જીવ વસ્તુને બી તમે જાનથી બનાવી શકો છો એને જીવન કેટલું આપી શકો છો જેવી રીતના આપણે એક જગ હોય છે જગ મુકેલો છે હવે તમારે જગ બનાવવાનો છે પણ હવે જગને જ્યારે તમે અડો છો તમને જેવું મહેસૂસ થાય છે કે આ સ્ટીલનો જગ છે એ તમે પેપર પર કેવી રીતના બના બતાવી શકશો અલગ અલગ પ્રકારની વસ્તુઓ હોય છે પ્લાસ્ટિકનું હોય છે રબરનું હોય છે આ બધી અલગ અલગ વસ્તુને એક સાથે ગોઠવીને હવે તમારે પેપર પર બતાવવાનું છે કે જ્યારે કોઈ જોવે તો એને લાગે હા આ સ્ટીલ છે આ રબરનું છે આ પેપરનું છે અને ખાલી બનાવતું જ નહીં અને જ્યારે તમે ચાલુ કરો અને તમે જે નજરિયાથી વસ્તુ જોતા હોય અને માની લો તમે અડધું બનાવ્યું અને તમે ખસી ગયા જરા પણ તો તમારો આખો નજરિયો બગડી જશે તમે જાતે ચાલુ કર્યું હતું એથી અલગ દેખાશે તો તમારે પાછું એ ગોતવાનું કે મેં અહીંયાંથી શરૂઆત કરી હતી તો મારે આ જગ્યા પર પાછું આવું પડશે નકર મારું ચિત્ર આખું અલગ બનશે અને અગર માની લો કે તમે અંદર બનાવો છો તો આટલી તકલીફ નહીં પડે લાઈટની પણ જ્યારે તમે ખુલ્લી જગ્યામાં બનાવતા હોય કોઈ વસ્તુને કે માની લો તમે બાગ બગીચા રોડ પર બેસીને કોઈ વસ્તુને બનાવો છો તો તમારે એ બી ધ્યાન રાખવું પડશે કે સૂરજ અને વાદળના લીધે જે પ્રકાશ આવે છે એ મિનિટે મિનિટે બદલાય છે તમે જે વસ્તુને ચિત્ર કરો છો પછી જ્યારે એમાં રંગ ભરવા જાઓ છો તો એ રંગ અલગ પડશે કેમ કે જ્યારે તમે શરૂઆત કરતી ત્યારે પ્રકાશ કંઈ જૂદો હતો ને હવે કંઈ જૂદો છે પહેલાં વધારે અજવાળું હતું હવે અંધારું થવા માંડ્યું છે જે રીતના જે રીતના એક વખતની વાત છે જ્યારે અમારે ઘર બનાવાનું હતું અને એમાં રહેતા લોકોનું જીવન દર્શાવાનું હતું કે માસી કપડા સુકાવે છે બાળકો રમે છે અને એ બનાવતા બનાવતા આખો દિવસ વીતી ગયો હતો તો જે વસ્તુની અમે સવારે શરૂઆત કરી હતી ત્યારે રાત થઈ તે વસ્તુ રોશનીથી અંધારામાં આવી ગઈ જેમાં ઘણો ફરક પડ્યો હતો અને જેનાથી આખું ચિત્ર બદલાઈ જશે આખું ચિત્ર શું કહેવા માંગે છે તો એનું બી ધ્યાન રાખવું પડે છે કે જે ભાવનાથી તમે શરૂઆત કરો છો એ ભાવના છેલ્લે સુધી જળવાઈ રહે જો અગર એ ચૂકી ગયા તો તમારું ચિત્ર ખાલી દેખાવ પૂરતું રહેશે અને મહેસૂસ કરવા પૂરતું નહીં રહે એવી રીતના લાઈવ મોડલમાં કોઈ લાઈવ મોડલ ત્યારે જ્યારે કોઈ જીવિત વસ્તુ કે વ્યક્તિને તમે સામે રાખીને બનાવો છો એક તમારો પોઝ નક્કી હોય છે કે આ માણસ આવી રીતના જ ઊભો રહેશે અને હવે હું એને બનાવા પણ ખાલી એટલું જ નહીં એ એ બહુ સરળ પોઝ પણ હોઈ શકે કે ખાલી બેઠો છે ને હવે એને બનાવું પણ એ બેઠેલા વ્યક્તિને હું દિલચસ્પ કેવી રીતના બનાવું એવું શું બતાવું કે આ મારી વસ્તુ છે એનું તમારે ધ્યાન રાખવું પડશે અને જ્યારે બી અગર માણસ બનાવો છો તમે તો તમને અંદરથી લઈને બહાર સુધીની ખબર હોવી જોઈએ કે અંદર હાડકા આ બાજુ આવશે અને એના હાડકાનું કે રીતના જમાવટ છે એ ખોપડી પછી કયું છે એની બાર આંતળીઓ કઈ જગ્યાએથી નીકળે છે લોકોને જ્યારે એવું લાગે કે જોવામાં કે આ બહારનું ખાલી બનાવે છે પણ અંદરની જાણકારી હોવી પણ એટલી જ જરૂરી છે કલર કેવી રીતના કામ કરે છે રંગો તમે કેવી રીતના બતાવશો બહાર બહારથી જોઈએ તો માણસ ભલે લાલ નહીં દેખાતો પણ અંદર જે લાલ રંગ છે એ બી તમારે પૂરવો પડશે એ બી તમારે બતાવો પડશે અને એ જ માણસ જ્યારે કોઈ બીજી જગ્યામાં ઉભો હશે ખુલ્લા આકાશમાં ઉભો હશે ત્યારે લાલ રંગ જળવાઈ છે એના ગાલ લાલ દેખાશે તમને તો એ બી તમારે બતાવવું પડશે અને સ્ટીલ લાઇફ સાથે સાથે એને તમારે એ આદત પડે કે તમે ચાલતી વસ્તુને પણ બનાવી શકો છો એ હમણાં ભલે એ વ્યક્તિ કલાક માટે ઊભો છે પણ જ્યારે તમે બહાર જશો તમે ખુલ્લી જગ્યામાં બેસીને જ્યારે કામ કરશો ત્યારે લોકો ચાલતા ચાલતા લોકોને તમારે બનાવવા પડશે તેની તમને આ સારી એવી પ્રેક્ટિસ થાય કે જ્યારે એક સેકન્ડ માટે જે માણસ ઊભો છે અને તમે ફટાફટ કેવી રીતના બતાવી શકશો એ ક્યાં જાય છે એને કેવી રીતના દર્શાવી શકશો એના પગ એના હાથ ક્યાં હતા એ એ કેમ દોડી રહ્યો છે તમે કેવી રીતના બતાવી શકશો એ બધાની શરૂઆત સ્ટીલ લાઈફથી જ થાય છે